મને વાંચવાની ટેવ બાળપણમાં જ પડી અને આ ટેવ વિકસવામાં મારા ઘરની સંસ્કૃતિ અને બજા લાઇબ્રેરીની મુલાકાતો અને ત્યાં જવાનો મોટો હિસ્સો રહ્યો છે મારા ઘરે હંમેશા પુસ્તકોની પુસ્તકો પ્રેમી વાતાવરણ રહ્યું છે મારા માતાપિતા બંનેને વાંચવાનું મતલબ ખૂબ જ ગમતું અને તેઓ અમે નાના હોવાથી જ વાર્તા કથાઓ કવિતાઓ અને બાળ સાહિત્યના પુસ્તકો જે બુક્સ હોય એની સાથે પરિચિત કરાવ્યાં હતાં મારા ઘરે ખાસ કરીને બાળ સાહિત્યનું વિશેષ સ્થાન હતું અને બાળકો માટેનાં પુસ્તકો જેમકે પંચતંત્રની વાર્તાઓ આવતી હિતોપદેશ અને ગુજરાતી લેખકોની અવનવી વાર્તાઓ મારાં બાળ મન પર ઊંડી છાપ છોડી હતી ખાસ કરીને ગમતું એ હતું કે આ પુસ્તકોમાં મોરલ વેલ્યુસ જેને કહી શકાય કે નૈતિક મૂલ્યો શીખવતા રસપ્રદ પાઠ હોય છે જેનાથી મારો માનસિક વિકાસ થતો અને મારી કલ્પના શક્તિ મજબૂત બનતી લાઇબ્રેરીની મુલાકાતોનો પણ મારા વાંચનની આ જે સફર છે એમાં મહત્વનો ભાગ રહ્યો છે શાળાઓની લાઇબ્રેરીઓમાં પણ મને નિયમિત પણે પુસ્તકો મેળવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવતું અને મને આ પસંદ પણ હતું લાઇબ્રેરીમાં જવું એ મને ખૂબ જ પસંદ છે લાઇબ્રેરી જવાથી અલગ અલગ પ્રકારના પુસ્તકોને જોઈને મને વાંચવાની નવી તાકાત મળતી હું વારંવાર અલગ અલગ પ્રકારના નવા નવા પુસ્તકો લાવીને વાંચતી અને આ ઉપક્રમ મને શૈક્ષણિક અને સર્જનાત્મક બંને રીતે આગળ વધારતો રહ્યો હવે પણ મને અંદરથી જ અલગ અલગ શ્રેષ્ઠ પુસ્તકો શોધવાની અને તેમને વાંચવાની ખૂબ જ મજા આવે છે આ ખા ખાસ્સી એવી વાત છે સારી વાત છે કે શરૂઆતમાં બાળ સાહિત્ય અને કોમિક્સ કહી શકાય કે બાળકોને કોમિક્સ બહુ જ પસંદ હોય તો મને પણ કોમિક્સ બુક વાંચવી બહુ બહુ જ પસંદ હતી તો એ મારુ ધ્યાન આકર્ષિત કરતાં પણ જેમ જેમ હું મોટી થતી ગઈ તેમ મારા રસના વિષયો પણ અલગ અલગ અને થતાં ગયા લાઇબ્રેરી જવાની આદતના કારણે મારા વ્યા વ્યાપ કઈ શકાય કે વધતો ગયો કે મારે આગળ હજી લાઇબ્રેરીમાં જવું પસંદ થતું ગયું વધારે ગમતું ગયું અને હવે મને ઐતિહાસિક છે વૈજ્ઞાનિક છે આધ્યાત્મિક છે ધાર્મિક પુસ્તકો પણ વાંચવા એ રસપ્રદ જ લાગે છે વાંચન મારા માટે માત્ર એક શોખ નથી તે મને દુનિયાના અલગ અલગ ખૂણામાં વિવિધ સંસ્કૃતિઓમાં અને લોકોના જીવનમાં લઈ જતો એક દરવાજો લાગે છે મારી કલ્પન શક્તિને ઊંચાઈ આપે છે આ ટેવ આજે પણ મારી જ અંગત વિકાસમાં મદદરૂપ કરે છે આ બધે પુસ્તક પ્રેમી ઘરમાં ઉછરી અને લાઇબ્રેરીની નિયમિત મુલાકાત લઈને મે એ જાણ્યું છેકે કે પુસ્તક દુનિયાની શ્રેષ્ટ મિત્ર છે આપણ તે સારુ જ છે કે પુસ્તક એ આપણા મિત્રો બાળપણમાં એના ઉપર આપણે નિબંધ પણ લખાતા અને વાંચન એ એક એવી કળા છે જે માનસિક અને બૌદ્ધિક બંને પ્રકારના વિકાસ માટે અત્યંત મહત્વની છે